નવ લાખ નવ હજાર નવસો નવ્વાણું નવ્વાણું હજાર નવસો નવ્વાણું અઠયાસી હજાર નવસો અઠયાસી સત્તાણું હજાર આઠસો પંચોતેર છપ્પન હજાર પાંસો સીત્તોતેર નવ્વાણું હજાર આઠસો અઠ્ઠાણું